નવ લાખ નેવું હજાર બસો ચાલીસ પાંચ લાખ બાસઠ હજાર ત્રણસો ચોવીસ અગણોસિત્તેર હજાર નવસો એકાવન સાત લાખ નવ હજાર નવસો નવ્વાણું પાનસો સાંઠ